ગુજરાતમાં ઘણા ફરવા લાયક સ્થળો છે જેમ કે હઠી સિંગની વાડી જે અમદાવાદમાં નમસ્તે સર્કલ પાસે આવેલી છે તે જૈન લોકો માટે ખૂબ જ સરળ સુંદર અદભૂત મંદિર છે જેમ ત્યાં જૈન લોકો માટે રહેવાની સુવિધા અવેલેબલ છે અને જમવાનું અને સાથે સાથે બહુ બધી જૂની જૂની મૂર્તિઓ આવેલી છે પછી અડાલજની વાવ છે રાણીની વાવ છે દ્વારકા મંદિર છે દ્વારકા મંદિરમાં ક્રૃષ્ણ ભગવાનના અને રાધાજીના બહુ બધા મંદિર છે બેટ દ્વારકા છે પાટણમાં ફરવા લાયક ઘણા સ્થળો છે અક્ષર ધામ છે અક્ષર ધામ ગાંધીનગરમાં આવેલું છે રાણીની વાવ ચોટીલા ચોટીલામાં માતાજીનું મંદિર ફેમસ છે પાવાગઢ